ડિલાઈટ ટેલરમાંથી બોલો છો ને મેં મારા મેં મારા બાબાનું સ્કૂલનું યુનિફોર્મ આપેલું છે તો વિક્સ પહેલા તો એ રેડી થઈ ગયું છે એ જ કામ ટુ થ્રી જીરો ફાઈ પાલરીયા સ્કૂલ માટેનો હતો નહીં એ બાકી છે નહીં એ રેડી જાય પછી આપવાનો છે તો હવે મારે બાબા ઓકે ઓકે

ઓકે ઓકે અને હજી એક મારે એક છે ને મારે પેરમાં એનું સ્ટીચ કરવાનું છે તો એ તમે એ પણ કરી આપશો ઓકે

નહીં આ જે તમને મેં આપેલી હતીને સાઈજ એની એ સાઈજનો મારે હજી એક સ્ટીચ કરાવા કરાવવા છે તો

ઓકે તો મને વન મંથ સુધીમાં કરી આપશો હ હ

હ હ ઓકે તો અત્યારે આજે તમે આઈપોતોને એ રેડી કરે છે એનું એડવાન્સ ડિપોજીટ કરી દઈશ એન્ડ ધેન હું આજકાલમાં એ લઈ જઈશ અને જે મારે બીજો આપવો છે ને એ યુનિફોર્મ મારે વન મંથ સુધીમાં જોઈએ છે એ ઓકે ઓકે ઓકે સર હું લઈ જઈશ હ હ ઓકે ઓકે ઓકે હા હા હા